અચ્છા કિચન ડેકમાંથી બોલો છો ઓકે અચ્છા હમણાં એક ઓર્ડર તમારા કેકનો મેં મંગાવ્યો હતો અને એ એમને મને રિસીવ થઈ ગયો છે ઓર્ડર તમારો પણ જે કેકનું જે તમે પેકેજીંગ કરીને મોકલ્યું છે ને એ પેકેજીંગની અંદર એ કેકનો ઓલરેડી આકાર બદલાઈ ગયો છે તો એને તમે સારી રીતે લાવ્યા નથી અહીંયા હ એટલે એને તમે સારી રીતે બહુ મતલબ બમ્પમાં ને એમાં તમે એને બહુ મતલબ એક ગાડીને બહુ કુદાવી દીધી છે એના લીધે એને ઉપર તો અમુક ઉપર ચોંટી ગયો છે ને કેકનો આખો આકાર જ બદલાઈ ગયો છે હા તો આ મને તમે કેક રિટર્ન કરી દો અથવા પાછો લઈ લો અને મને સામે બીજો એક કેક તમે સારી ડિલિવરી કરીને આપો હા કેમકે આ તો હવે મારા કામનું જ નથી કશું હા હા તો બસ તમે આને રિફંડ કરી લો અને મને સામે એની બીજી ડેલિવરી આપી દો ઓકે થેન્ક યુ